હેલો સ્વીગીમાંથી વાત કરો સાહેબ મારે એક ઓર્ડર આપવાનો છે દસ જણાં માટે તો મારો ઓર્ડર જરાક નોટ કરશો દાળ ભાત પંજાબી શાક ભજીયા નાન અને છાશ મારો એડ્રેસ છે આ મુજબ શેરી નંબર ત્રણ મુંજકા કાલાવડ રોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે તમારા ડિલીવરી બોયનું જરાક નામ જણાવી દેજો મને અને તે કેટલા સમયમાં મારી પાસે પહોંચી શકે તે જરાક જાણ કરજો કારણ કે અત્યારે મારા સાથી મિત્રો ખૂબ જ ભૂખ્યાં થયા છે તેથી તમે જેટલી ઉતાવળે આ મોકલી શકો તેટલી ઉતાવળે પહોંચાડવાનો પ્રયત્ન કરશો હં કેમ આટલું બધું મોડું થયું હશે હજી કેમ આવ્યો નહીં જરાક જાણી લઈએ કે ફોન કરીને શું કહેવું બરાબર સે એપમાં જુઓને જરાક ક્યાં પહોંચ્યો ખ્યાલ આવે આપણને ઓકે એપમાં તો જરા દેખાતું નથી એક ફોન કરીએ ફોન કરીને જાણી લઈએ ક્યાં પહોંચ્યો છે હેલો હ સ્વીગી ડિલીવર સ્વીગી ડિલીવરી બોય સાહેબ ક્યાં પહોંચ્યા સાહેબ આપ મારી ખૂબ ભૂખ લાગી છે હો તમે વહેલી તકે થઈ શકે તો પહોંચી જાઓ સાહેબ ઓકે ઓકે થેન્કયુ સાહેબ વહેલી તકે આવજો હો કારણ કે અહીંયા બધું બહુ ભૂખ્યાં થયા છે